આજે આપણે ગુજરાત રાજ્યમાં જોવા જઈએ તો ગુજરાત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે પરંતુ હજી ઘણી બધી બાબતો છે જ્યાં ઘણી અછત જોવા મળે છે અને આ સ્વાસ્થ્ય સંભાળની કેટલીક વ્યવસ્થા અપૂરતી હોય છે ક્યારેક દવાખાનામાં પૂરતી અ પરિચારિકાઓ કે ડોક્ટર ન હોય તો દર્દીને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મારા મત મુજબ સ્વાસ્થ્ય સંભાળની સુવિધાઓમાં અછત હોય તો સૌ પ્રથમ જે તે આરોગ્યમંત્રી ત્યાંના સ્થાનિક સભ્યોને જનતાએ ચૂંટેલા હોય તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દવાઓનો જથ્થો કેટલી માત્રામાં છે ઓછો છે કે તેની ચકાસણી કરવી જોઈએ હોસ્પિટલમાં વપરાતા સાધનોની યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ અને દરેક દર્દીને સારી અને વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે પ્રયત્નો કરતા રહેવા જોઈએ